હા હલો આપણે નક્કીભાઇ પ્લમ્બર બોલો બરાબર તો હું મારું નામ અરહદ છે હું જમાલપુરમાં રહું છું અને મારે પ્લમ્બિંગનું જરાક કામ હતું તો તમે ફ્રી છો અત્યારે

આપણે ઘરનું આપણે બાથરૂમનું પ્લમ્બિંગ ચેન્જ કરાવવાનું છે મને લાગે છે કે લીકેજ છે નીચેવાળાનાં ત્યાં પાણીનાં ટપકાં પડે છે તો એના માટે જરા જોવડાવવાનું હતું તમારે તો ખાલી સાઈટ વિઝીટ તમે કરી નાખશો આપણે પ્લમ્બિંગ આપણે જમીનમાં છે આપણે તો એ કાઢીને આપણે ટાઇલ્સ તોડીને કરવાનું છે ના નીચે બાથરૂમ જ છે હવે એ કહે છે મેં જોયું પણ ભેજ જ છે ભેજ આવે છે એ નોર્મલ દીવાલમાં ભેજ આવે છે એની સીલિંગમાં ભેજ નથી આવતું પરંતુ મારે પ્લમ્બિંગ તો ચેન્જ કરાવવાનું જ છે તો એ જોવાનું હતું ના સેમ છે અટેચ છે હમ્મ હમ્મ તો ચાર્જીસ ને શું છે આ તમારો બરાબર અને મજૂરીને શું કહેવાય સામાનને આ બધું તમે જ લાવશો ને

બરાબર અને તમે એકલા આવશો કે તમારા કારીગરને એ બધા પણ આવશે તમારી સાથે વાંધો નહીં

રહે છે રહે છે બરાબર બરાબર અને ખાલી તમે આવો અને પ્રોપર કોટેશન આપી દો તો આપણે હોય તો એમ કામ ચાલું કરાવી જ દઈએ હા ટોટલ પાઇપિંગ છે આપણે જેમ કે ટાંકીમાનું પાણી આવે છે એ એની પાઇપ છે અને ડ્રેનેજ લાઈનમાં તો કંઈ છે નહીં કારણ કે ડ્રેનેજ લાઈન તો ટોટલી બહારથી જાય છે દીવાલ પરથી તો અંદરનો આવવાનો સવાલ તો છે નહીં

સારું સારું